નવ લાખ બાર હજાર ચારસો સોળ સાત લાખ પંદર હજાર પાંચસો સાઠ ત્રણ લાખ ત્રેવીસ હજાર નવસો એંસી એક લાખ એકવીસ હજાર એકસો અગિયાર છ લાખ ચોંત્રીસ હજાર ત્રણસો ચાળીસ